ગુજરાતી ભાષા બોલનાર લોકોને આજના પડકારો નો સામનો કરવો પડે છે જેમકે આર્થિક બાબતોમાં તેમને મુશ્કેલી વધારે પડતી જોવા મળે છે અને આજના જમાનામાં જે ટેકનોલોજીનો યુસ થાય છે તેમાં ઓછી ખબર પડે છે કંપ્યુટર મોબાઈલ તેમાં ઓછી ખબર પડે છે કારણ કે તેની ટેકનોલોજી નવી નવી આવી છે અને ઇંગ્લિસ બોલવામાં પણ બોલવામાં અને વાંચવામાં વાંચવામાં ખબર ઓછી પડે છે ગુજરાતી ભાષા લોકોને આવા પડકારોનો સામનો કરવો પડે છે